અમારી નજીકમાં એક કોલેજ છે ત્યાં પુસ્તકાલય છે ત્યાં ઘણાં લોકો પુસ્તકો વાંચવા પણ આવે છે અને અખબારો પણ વાંચી શકે છે દરેક પ્રકારના ઇંગ્લિશ ગુજરાતી અખબારો ત્યાં આવે છે